તમારી પસંદગીની વાનગી કઈ છે અને તમે કેવી રીતે બનાવો છો મારી પસંદગીની વાનગી ચિકન છે અને એ મેં એ સૌથી પહેલાં હું ચિકનને સારી રીતે વોશ કરું છું વોશ કરીને એમાં તે બિરસ્તો નાખું છું બિરસ્તો એટલે લાલ પ્યાજ કરવાની તેલમાં બ્રાઉન થઈ જાય એટલે એ પ્યાજનો ભૂકો નાખું છું સૌથી પહેલાં પછી દહીં નાખું પછી જે હલ્દી ધાણા જીરું મરચા ગરમ મસાલો એ નાખવાનું પછી કાજુ અને મગજતરીનો ભૂકો નાખું છું અને તેને સારી રીતે મેરીન સારી રીતે મિક્સ કરું છું મિક્સ કરીને પછી ગરમ તેલ અડધો કલાક રાખું છું અડધો કલાક રાખ્યા પછી ગરમ તેલ કડાઈમાં કરું પછી એ ચીકન નાખી દઉં અને નાખીને તેને સારી રીતે મિક્સ કરું અને તે મિક્સ થઈ જાય તે અરે તેલમાં તળાઈ જાય પછી એના ભુંજાઈ જાય તેનો મસાલો પછી પાણી નાખીને એને ઢાંકણ ઢાંકીને એને દમ કરવા રાખું પછી એ પંદર વીસ મિનિટ રાખ્યા પછી એ વાનગી તૈયાર થાય છે પછી ઉપર એને કોથમીર નાખીને એને સજાવું છું પછી બાઉલમાં નાખીને એને શવ કરું છું અને ચિકન સાથે આપણે રોટલી જે રૂમાલી રોટલી છે એ પણ બનાવું છું તેમાં મેંદો છે મેંદો નમક થોડી ખાંડ અને બેકિંગ પાઉડર એ નાખીને એને પાણીથી ગુંદુ છે ગુંધીને પછી એને પંદર વીસ મિનિટનો રે રાખું છું કપડો ઢાંકીને પછી એ રોટલીને એકદમ પાતળી બેલું પછી એના તવા ઉપર શેકીને એ ચિકન સાથે સવ કરું છું